કૂવામાંથી પાણી કાઢવાની વાત કરીએ છીએ તો મારી એક બહેનપણી છે જે ગામડામાં રહે છે ખેતીવાડી કરે છે તેનાં ઘર આંગણે એક કૂવો છે અ એ કૂવો અ આશરે પચાસ વર્ષથી પણ વધારે જૂનો કૂવો છે તો તેમાં પાણી કાઢવા માટે પહેલાં એ લોકો અ એક રસ્સો હતો એમાં રસ્સો ડોલને બાંધીને પાણી કાઢતા હતા પણ અત્યારે ટેકનોલોજી વધી છે તો એમણે એક મોટર લગાવી છે મોટર શું કરે છે કે પાણીને જમીનમાંથી ખેંચે છે અને જરૂર પ્રમાણે જેટલું પાણી નીકાળવું હોય તે નીકાળી શકે છે એ પાણી તે લોકો ખેતીવાડીમાં ઉપયોગ લે છે અને ચોમાસના સમયગાળા દરમિયાન એ કૂવો એ કૂવામાં પાણી અ ભરાઈ જાય છે અને અ પાણી એ વાત કરીએ તો પાણી એમાં ભરાય છે અને ઉનાળા ગાળા દરમિયાન પણ એમાં પાણી મળી રહે છે